હા હું એક દિવ્યાંગ સ્ત્રી છું મેં સ્પેશિયલ બીએડ કરેલું છે એમએ કરેલું છે અને ત્રિપલ સી પણ પાસ કરેલું છે મારી આકાંક્ષા મારો ધ્યેય એ હતો કે મારા સ્પેશિયલ વિષયમાં મારે એમએડ કરવાની ઈચ્છા હતી મેં ખૂબ મહેનત કરી ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ એવું થયું ને કે હું એમએડ ન કરી શકી અને મને બહુ જ બધી અડચણો નડી જેથી કરીને મારા અભ્યાસમાં રુકાવટ આવી ગઈ અને હું ભણી શકી નહીં પણ હાલ જે હું ભણી છું એનો મારે ઉપયોગ હું કરી શકું છું પણ મને એક મનમાં એ ખોટ એક મનમાં એ ખુચે કે હું એમએડ મારે કરવું હતું પરંતુ હું કરી શકી નહીં મેં ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ મારું કામ સક્સેસ થયું નહીં જેની પાછળ એટલા બધા જવાબદાર કારણો હતા ને કે જેને લઈ અને હું ખૂબ પાછળ પડી ગઈ અને મારું કામ અટક્યું જેથી કરી અને મારી જે એમએડ બ કરવાની ઈચ્છા હતી એ મારી અધૂરી રહી